એમાં બાળકોનો વિકાસ થાય છે જેમાં એમને ઇમેઝીસન પાવર વધે છે ધ્યાન એકત્રિત થાય છે અને થોડું નોલેજ પણ સંગીતનું મળે છે એનાથી એ લોકોને માઇન્ડ ડાયવર્ટ થાય છે તો એ લોકોનું ટેન્સન જે હોય એ પણ દૂર થઈ શકે છે